હા મોદીસ ભાઈ સ્વીટ્સમાંથી વાત કરું છું જૂનાગઢથી હા

ઓકે ઓકે અત્યાર તમારે મોહનથાળ જોઈતો હોય તો એ કિલોના ચારસો રૂપિયા છે બરોબર પછી કાજુકતરીમાં છે અત્યારે હાજર સ્ટોકમાં તમારે એના સાડા ત્રણ સો રૂપિયા છે પર કેજી અને ત્યાર બાદ મૈસુર છે એના સાડા પાનસો રૂપિયા કિલો છે અને લિક્વિડમાં તમારે લિક્વિડમાં શું કીધું તમે અંગૂર રબડી જોઈએ છે ને અંગૂર રબડી અંગૂર રબડી પણ હાજર સ્ટોકમાં છે અમારી પાસે એના એક જ મિનિટ ચાલુ રાખજો હું જોઈ દઉં એના ચારસો રૂપિયા કિલો છે ફાઇનલ ઓર્ડર તમારે એક અઠવાડિયા પહેલા આપવો પડે મેક્સિમમ સિક્સ ડેસ પાંચ કે છ દિવસ અગાઉ આપી દેવો પડે હ હા તો તમારા વેન્યુ પર પણ પહોંચાડી દઈશું પણ એનો ચાર્જ ડિલેવરી નો અલગથી થશે અને પેકિંગનો ચાર્જ પણ એ એ પર કેજીમાં એમાં એવું છે કે જો લિક્વિડમાં આવશે ને તો બાલટી મોટી બાલટી હોય એમાં જ આવશે પેકિંગ કરીને તો એ એક બાલટી છે ને તમે લગભગ સાહિઠ રૂપિયાની કે એમ આવે અને ત્યાં પહોંચાડવાનો ચાર્જ એટલે ઈ તમે લિક્વિડનો ઘણો તો સો સો રૂપિયામાં બધુ થઈ જાય અને સોલિત આ સો રૂપિયામાં બધુ એ બધો ચાર્જ આવી ગયો હા તમારે ક્યાંય બાર ગામ મોકલવાનું હોય કે ધારો કે સોમાં પતશે બાકી બીજે કયાય હોય તો એનો અલગ શે હા હા હું આપું છું તમે નોટ કરજો તકદીર કરવાચોથ વળતાના પૂતળા પાસે ઓકે